અત્યારનું આપણે જાણીએ છીએ કે આ જે યુગ છે એકદમ ડિજિટલ છે ટેક્નોલોજીવાળો છે પણ જ્યારે વાત આવે કે તમારી સિક્યોરિટી શું છે ત્યારે આપણે હંમેશાં આ ડિજિટલ એરિયામાં આપણે એક વસ્તુ છે જે આપણી મદદ કરી રહી હોય છે જે છે પાસવર્ડ કોઈપણ વસ્તુ હોય એનો આપણે પાસવર્ડ હોય ફોન હોય લેપટોપ હોય કે કોઈપણ ડિજિટલ વસ્તુ હોય આપણી પાસે જે તે ડિવાઇસ હોય એમાં એક આપણો પાસવર્ડ હોય છે જેમકે અત્યારે આપણે જોઈએ તો મારો ફોન કોઈને ખોલવો હોય તો પહેલાં પાસવર્ડની જરૂર પડે એટલા માટે એનાથી એક આપણને અંદરથી એવું મળે છે કે મારો ફોન છે તે સેફ છે એકદમ એ એમાં જે પણ વસ્તુ છે તે કોઈ બીજાને જાણ નહીં થાય પરંતુ જ્યારે આ પાસવર્ડ છે તે બીજાને ખબર પડે છે તો શું થાય છે કે મારી જે પણ વસ્તુ છે મારા જે ખાનગી વસ્તુ છે તે બીજા કોઈ વ્યક્તિને જાણ થઈ જાય છે અથવા તે તેનો ઉપયોગ કરીને મારો પણ કંઈક મારી જે વસ્તુ છે તેનો ફાયદો ઉઠાવી શકે છે પરંતુ આ વસ્તુ ન થાય એના માટે આપણે મજબૂત એવા પાસવર્ડનો ઉપયોગ કરતાં હોઈએ છે પણ જ્યારે પાસવર્ડ બીજા સાથે શેર કરવાની વાત આવે ત્યારે આપણે શું કરતાં હોય છે આપણે થોડીક એવી ક્યાંક એવી હીચકિચાહટ થાય છે કે પાસવર્ડ શેર નહીં કરું કોઈપણ વ્યક્તિ હોય પછી કોઈપણ વસ્તુ હોય કે જેમકે મોબાઈલ હોય લેપટોપ હોય તેનું પણ કોઈપણ વસ્તુનું એમાં શેર નથી કરતાં એટલા જ માટે આપણે એવો પાસવર્ડ રાખીએ છીએ પછી એને બદલવાનો એને કોશિશ કરીએ છે જેમકે મારો પાસવર્ડ છે હવે મારે જ્યારે ડીજલી લોકરના જે દસ્તાવેજ છે મારા પરિવાર સાથે ને જે સભ્યો છે એની સાથે મારે શેર કરવાનું છે તો શું કરીશ હું તો કે મારા પાસવર્ડ છે એને બદલાવીશ અને થોડોક હું મજબૂત એવો પાસવર્ડ રાખીશ જેથી મારી જે વસ્તુઓ છે તે સેફ રહે કોઈ ત્રીજા વ્યક્તિને ખબર ના પડે એટલા માટે અને એના લીધે મને જે પણ ફાયદો થાય એ થાય અને જે પણ આગળ જતાં જે મુસીબત આવે તે મને મુસીબતથી હું બચી શકું પાસવર્ડ એક એવી વસ્તુ છે કે જે તમારી અંદર એવી જે પણ ફોનમાં કે જે પણ ડિવાઇસમાં જે વસ્તુઓ છે તેને સેફ રાખે છે અને સાથે સાથે તમે એક તમને પણ એવું કમ્ફર્ટ રહે છે એક હવે આગળ જે તમારી વસ્તુ છે તેનો કાંઈ ખોટો ઉપયોગ થશે નહીં એટલા માટે આ પાસવર્ડ પણ એક જરૂરી વસ્તુ છે કોઈપણ જગ્યા હોય કોઈપણ કે જેમકે આપણે ઘ ઘરની બહાર નીકળીએ તો બી આપણે તાળું જે આપણે લોક હોય છે તે કરીને નીકળીએ નીકળીએ છીએ બહાર બરાબર એવી જ રીતના આમાં બી પાસ આ ફોન છે તેમાં આપણે પાસવર્ડ સેટ કરેલો હોય છે જે એક તાળું જ છે જે એને હવે ખબર પડે છે આગળ જતાં તે મારો ફોન છે એ તાળાની ચાવી હશે તો જ ખૂલશે નહીંતર તે નહીં ખૂલે એટલા માટે આગળ હવે તે પાસવર્ડને ઉપયોગ કરવો જ પડશે તો જ એ ફોન ખુલશે